હેલો મંદિરમાંથી મહારાજ બોલો છો તો મહારાજ મારે છે ને આ મંદિર વિશે થોડીક જાણકારી જોઇએ છે અને એનો ઈતિહાસ કેવો છે તેના વિશે જાણવું છે અને પ્રસાદ ને ભગવાનને ધરવાનો ભોગ બધી વ્યવસ્થા કેવી રીતે કરો છો બરાબર

બરાબર તો અહીયા જે સાકરવર્ષા થાય છે ને બોર ઉછરામણી એના વિશે કાંઈક કહેશો

બરાબર ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ